ભારતમાં જે લેહ લદાખ સ્થળ છે તે મને અત્યંત પસંદ છે મને બાઇક ચલાવતા નથી આવડતી પણ મેં બાઇક ચલાવતા શીખી ખાસ ત્યાં જ મુલાકાત લેવા માટે હું મારા મિત્રો જોડે બાઇક પર લેહ લદાખ ગઈ હતી અમે ખ ખૂબ જ અમને મજા અને મ મજા માણી અઅ ઉપરાંત હું સિમલા કુલુ મનાલી આ અ બધા સ્થળો ઉપર પણ બાઇક બ બાઇક પર બેસીને મેં મુલાકાત લીધેલી છે